જય ચામુંડ માતાજી અમે ચોટીલાની યાત્રા કરવા ગયા હતા ત્યાં ખૂબ મજા આવે છે બહુ મસ્ત ડુંગર ઉપરનું વાતાવરણ એટલું સ્વચ્છ છે કે ત્યાંથી આપણને બહાર નીકળવાનું મન થતું નથી અને ત્યાંની ખૂબસુરતી કુદરતી એટલી સરસ છે કે આપણને મજા આવે છે અને માના ચરણમાં એમ થાય કે આપણે વારંવાર પ્રણામ કરી અને ત્યાં જ બેસી રહીએ બહુ મજા આવે છે તેથી કુ ડુંગર ઉપરનું વાતાવરણ ખૂબ જ સરસ છે અને એક વખત તમે ડુંગર ઉપર જરૂર જજો ફરવા માટે જાત્રાનું પણ સ્થળ છે અને રળિયામણું પણ છે અને એકદમ આનંદિત વાતાવરણ છે અને હવા પણ શુદ્ધ છે અને ત્યાં ખૂબ જ મજા આવે છે એક વખત તમે અમે ચોટીલાના દર્શને ગયા હતા ત્યારે ખૂબ મજા આવી તમે પણ જજો